હાલો એ કાલે મીરભાઈ બોલે અમારે મારા ફેમિલીને વૈષ્ણોદેવી ટેમ્પલ જાવાનું હતું સુરત તો અત્યારે પોસિબલ થઈ શકે નએક્સ નેક્સ્ટ વીકમાં જાવાનું છે એક્ચ્યુલીમાં

નેક્સ્ટ વીકમાં સેટરડે સંડે સમજી લો ને હવે હાં બસ બે દિવસ માટે ને અમારે એક સેવન મેમ્બર છે એટલે પેટ્રોલ તમારું ગાડી તમારી એટલે

પેટ્રોલ તમે નખાવો ગાડી તમારી તો પર પર્સન ચાર્જ કે પર કિલોમીટર ચાર્જ પર પર્સન કેટલો આવવા જવાનો બને ઓકે અને કાર કઈ ઓકે અને આપડો પ્લાન સેટરડે સવારે જઈશું અને સંડે લેટ નાઈટ આવશું પાછા બરોબર નામ લખો તમે આયુ આયુષભાઈ વાઘેલા તરીખને નેક્સ્ટ સેટરડે કઈ આવે છે હાં નંબર લખી લો ખાલી સેવન નાઇન નાઈ જીરો ફાઇવ ફોર સેવન થ્રી નાઇન એટ વાંધો નઇ